હલ્લો હા તમારો રમણભાઈએ નંબર આપ્યો તમારો પ્લંબર તરીકે એકવાર કામ કરાવવું છે મારે ગણેશ ચોકડીએ મારા મકાનમાં નળ ટપકે છે બાથરૂમમાં તમને ક્યારે ટાઇમ મળશે ક્યારે મળશે ટાઇમ

મારુ નામ યોગેશભાઈ છે હં હં મારે મારે આણંદ ગણેશ ચોકડીએ મકાન છે એમાં હુ નળ ટપકે છે એ બંધ થતો નથી પાણી ટાંકી બધી ખાલી થઈ જાય છે ને મારે એને બદલવો છે

ના પાઇપનો પ્રશ્ન નહીં નળ નો જ પ્રશ્ન છે ટપક્યાં જ કરે છે બંધ થતું નથી પાણી એ તો નળ નવો જ નાખેલો જ્યારે નાખેલો ને ત્યારે નવો નવો નળ નવો નાખેલો હા સ્ટીલ નળ તો સ્ટીલનો છે આપણે સ્ટીલનો જ નાંખવાનો મીડિયમ સાઇઝ મીડિયમ રેંજમાં

હા હા હા બરોબર હમણાં તો રવિવારે મળીએ હા દસ દસ વાગ્યા સુધીમાં આવો તો સારું એમ બરાબર હં હં

હં એ ભળ કેટલાનો આવશે નળ કેટલાનો છે તમારી પાસે

ના આપણે તો સ્ટીલનો સારી કંપનીનો જોઈશે કેટલા સુધી રેંજ કેટલા સુધી રેંજ છે એકદમ એટલો બધો મોંઘો પડે છસો સાડી છસો તો વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં ચોક્કસ ચોક્કસ હા આવી જજો રવિવાર બરાબર રવિવાર આવી જજો ચોક્કસ ઓકે મળીએ